હેલ્લો અ બસ કંઈ નહી બેઠી છું બધું કામ પૂરું થઇ ગયું છે ઘરનું હમ્મ હમ્મ બરાબર સાંજે આવશે છોકરાઓને બધા પછી કામ શરૂ થશે હવે ત્રણ કલાક શું કરવાનું હમ્મ હ હમણાં એટલે મારી દોહિત્રાની બીજી છે ને આ સોસાયટીમાં તો એ લોકો ઘરેથી કોઈ બિજનેસ ચાલુ કર્યું છે કે કપડાનું એવું બધું રેડીમેડ એ લોકો લઇ આવે છે હોલસેલમાંથી અને પછી સેલ કરે છે મેં એનું બી વિચાર્યુ હતું પણ સાથે કોઈ હોય તો પછી મેળ પડે હા ઓનલાઇન જ કરે છે હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ હં અં એટલે બહુ આ ટાઈમ રહે છે તો તારે પછી શું કરવાનું કામ પૂરું થઇ જાય એટલે પછી હ હા હું એટલે એજ વિચારતી હતી કે કોઈ સાથે હોય તો જ મેળ પડે એકલા તો પછી ના પહોંચી વળાય

હમ્મ હમ્મ અને પછી એક્સિબિઝન ને એવું બધું હોય તો ત્યાં બી આપણે સ્ટોલ ને એવું રાખીએ તો ત્યાં બી ઘણો થાય છે

હ કાપડનું જ કરીએ હમણાં એમાં કેવું છે કે ફેશન બદ બદલાતી હોય છે હવે નાની છોકરીઓનું બી જુદું જુદું જુદું બધું હોય છે તો એમાં આમ સારું સ્કોપ છે એમ હં કેમ કે હવે સિવડાવવાનો તો કોઈને કરવું નથી અને સ્ટિચિંગની બી પ્રા પ્રાઈસ બહુ જ વધી ગઈ છે કાપડ કરતાં વધારે તો સ્ટિચિંગનું થઇ જાય છે હવે હમ્મ હમ્મ અને એમાં બી પછી ફિટિંગ પ્રોપર ના આવે તો પછી ઓર ટાઈમ લાગે હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ સારું હં હં અને અહીંયા જે લોકો ક કરે છે સોસાયટીમાં એમના સાથે બી વાત કરી લઈશ કે કેમનું છે હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ

સારું સારું પાકું હા હા હા એ સારું હા હા બાય